તમારાં ઘરમાં બધાને ભાવતી રસોઈ કઈ છે એની વિશે મને જરા જણાવો આમ જુઓ તો બધાને સાદી રસોઈ ભાવે છે પણ મોટાભાગે જે અત્યારના યુવા વર્ગ છે એને કંઈક નવું કે જે વારંવાર બધું હોટલમાં મળતું હોય કે એવી બધી વસ્તુ ખાવાની નો વધારે શોખ છે એટલે મોટેભાગે અઠવાડિયામાં બે એક દિવસ અમારે એવું હોય કે સાદી રસોઈ સિવાયની રસોઈ એટલે એમાં દાખલા તરીકે આપણે ગ્રેવીવાળું કોઈક શાક બનાવીએ પંજાબી હોય કોઈક કોન્ટીનેન્ટલ આઈટમ હોય કે પીઝા કરીએ કે ઓવન જે છે એનો ઉપયોગ કરીને પણ અમે કંઈક વસ્તુ બનાવીએ એના માટે કેટલીક વખત યુટ્યુબ કે રસોઈ કલાના જે બધા અલગ અલગ જે પ્રોગ્રામ આવતા હોય એમાંથી જોઈને પણ શીખી અને હું મારી પુત્રવધુ એ બધું એમાંથી બનાવીએ અને બધાને અલગ અલગ ભાવતું રસોઈ એવી રીતે અમે બનાવીએ છીએ અને એમાં કેટલીક વખતે એવું બને કે શું બનાવવું એવો વિચાર આવે ત્યારે બધાને એકસરખું શું ભાવે છે એવું વિચારી અને એક કોમન વસ્તુ ઉપર અભિપ્રાય આવે અને પછી એમાંથી અમે એવી કોઈક સરસ વાનગી બનાવીએ કે જે બધા આનંદથી માણી શકે અને ઘરનું ખાવાનું હોય એટલે હેલ્થ પણ સચવાઈ રહે અને જાતે બનાવ્યું હોય એટલે સ્વચ્છતા પણ એમાં સારી એવી જળવાઈ રહે